હું એફ ડી સ્કૂલનો શિક્ષક બોલું છું તમે પ્યૂનથી વાત થઈ રહી છે મારી

હા તો હું ઓકે ઓકે સર તો એટલે તમારો ટાઈમ અમે મીટીંગ કરી હતી એટલે મિટિંગમાં તમારું ટાઈમ નવ થી છ રાખ્યું છે તો તમે સાચવી લેશો આ ટાઈમ ઓકે સારું સારું

સારું એટલે હું બધા શિક્ષકો સાથે એકવાર ફરી મિટિંગ બેસાડું અને તમારો ટાઈમ બદલવાની કોશિશ કરીશું હું એટલે તમે નવ થી છ ન પોસાય તો હું દસ થી પાંચ કહી દઉં તો ચાલે

તો એટલે ચાલો કંઈ પ્રોબ્લેમ નહી અમારે પછી શિક્ષકોની મિટિંગ હું બેસાડું છું અને એ મિટિંગમાં તમારો ટાઈમ હું દસ કે અગિયાર વાગ્યાનો કરી દઇશ

હં ના ના ના ના ખરી વાત છે એટલે હં એટલે હું ચાલો કોઈ નહીં તમારો ટાઈમ હું શિક્ષકની મિટિંગ બેસાડી અને તમારો ટાઈમ ફેરવી નાખું છું હં થેન્ક યુ હા